હાલ હું અમદાવાદ અ શહેરમાં રહું છું અને નજીકમાં એટલે અમદાવાદથી આશરે સાઠેક કિલોમીટર દૂર મારું પોતાનું ગામ છે હું એ ગામડાંની વારંવાર મુલાકાત લઉં છું અને કારણ કે એ મારું પોતાનું ગામ છે ત્યાં મારી થોડી અ ખેતીવાડી પણ છે જેમાં હું અ સીઝનેબલ એમાં અમુક પાકનું વાવેતર પણ કરતો હોઉં છું તો એ પાકનું વાવેતર કર્યા બાદ એનું માવજત કરવા માટે અને એની દેખરેખ માટે સમયાંતરે એટલે કે અ સાપ્તાહિક રજા આવતી હોય અઠવાડિકજે રજા શની રવિની આવતી હોય છે તો એ દિવસો દરમિયાન હું તેની મુલાકાત લેતો હોઉં છું અને ખેતરમાં અ જે તે અનાજ વાવેલું હોય છે એની માવજત કરતો હોઉં છું એની દેખરેખ કરતો હોઉં છું એમાં જરૂરિયાત પ્રમાણે અ સમયસર ખાતર છે પાણી છે નિંદામણ છે તો આવી કામગીરી અ રજાના ટાઈમે હું મુલાકાત લઈને કરતો હોઉં છું અ જોકે હું જાતે કામ કરું છું અને જરૂર પડે તો અમુક ગામડામાંથી બે ત્રણ મજૂર લઇ અને અ સમયસર કામગીરી પૂર્ણ કરી ફરી પાછો હું મારા અ અમદાવાદમાં પાછો ફરી જતો હોઉં છું આવી રીતે ખાસ શિયાળો અને ચોમાસામાં મારે અવરજવર વધારે રહેતી હોય છે અ અને અ એના થકી મને ઘણી આવક પણ થતી હોય છે જે અ શિયાળો અને ચોમાસું સીઝન દરમિયાન થાય છે અ તેમાં મુખ્યત્ત્વે અ ઘઉં અને ડાંગરની આવક મને થતી હોય છે જે મને મારા અ રોજિંદા ખર્ચમાં મને મદદ કરતું હોય છે તો અમારી પોતાની જમીન હોવાથી હું એ ભાડે નથી આપતો પરંતુ હું પોતે ઈન્ટરેસ્ટ લઇ જાતે જ ખેતી કરવાનું વધારે પસંદ કરું છું જેના માટે હું અ વારંવાર સમયાંતરે મારા ગામની મુલાકાત લેતો હોઉં છું